ગુજરાતના લોકો પોતાનું સ્વાસ્થ્ય સારું લાવી શકે તો એના માટે થઇને તો જોવા જઈએ તો પોતાની જીવનશૈલી સૌથી પહેલાં તો બદલવી જોઈએ જેમ કે પરિવર્તન એ સંસારનો નિયમ છે તો આજકાલના સમયમાં તમે જુઓ છો તો બાળકો જે નાના હોય છે પાંચ વર્ષથી દસ વર્ષમાં અથવા બાર વર્ષના તો દરેક બાળકોને આપણે ખાવા માટે થઈને હાથમાં મોબાઈલ આપી દઈએ છીએ મોબાઈલ વગર આજકાલનાં બાળકો ખાતાં નથી અને તમે જુઓ છો તો બાળકોને શાક રોટલી ખાતાં અથવા ઘરનું જમવાનું ખાવાનું આળસ આવે છે અત્યારે સૌથી વધારે અત્યારે જંક ફૂડ વધી ગયું છે તો જંક ફૂડની અંદર મૅગી છે પાસ્તા છે બર્ગર છે આ બધું જંક ફૂડ જે બહારનું હોય છે એ બાળકોને સૌથી વધારે ગમે છે બાળકો એ ખાય છે જેના જેના દ્વારા થઇને તેમના સ્વાસ્થ્યને નુકસાન નુકસાન થાય છે બાળકોને ફળ ફ્રૂટ શાકભાજી જે પ્રોટિનવાળી વસ્તુઓ છે એ આપવી ખૂબ જરૂરી છે તો અત્યારના સમયમાં પોત સૌથી પહેલાં તો માણસે પોતાનું જીવનશૈલી બદલવું જોઈએ સૌ સૌથી વધારે સૌથી પહેલા સવારે ઉઠવું જોઈએ સવારે ઉઠીને ચાલવું જોઈએ થોડું ચાલવાથી પણ એમનું શરીર સ્વસ્થ રહે છે આજકાલ પડી રહેવાથી આળસુ બની જવાથી બાળકને પોતાની જીવનશૈલી બગડી ગઈ છે આળસુ થઇ જવાથી એમનાં શરીરના બેઠાં બેઠાં રોગો ઉત્પન્ન થાય છે તો એ જયારે સવારમાં ઉઠશે સ સવારની અંદર જે તાજી હવા હોય છે એ લેશે તો એનો સ્વાસ્થ્ય સારૂં રહેશે સૌથી પહેલાં એમને સવારમાં સવારનો નાસ્તો કરવો જોઈએ કહેવાય છે ડૉક્ટર કહે છે કે સવારનો નાસ્તો એ સૌથી પૌષ્ટિક અને સારો હોય છે તમે જમવાનું એક સમય માટે સ્કિપ કરી દો તો ચાલશે પણ સવારનો નાસ્તો કરવો ખૂબ જરૂરી છે બપોરના ટાઈમે તમે દાળ ભાત શાક રોટલી કોઈ સલાડ અથવા એક સ્વીટ લઇ શકો છો જે જ જમવા માટે બપોરના સમયનું ખૂબ સારું ભાણું કહેવાય છે તો સાંજના સમયે તમે કોઈ હળવું જમવાનું છે જે આઠ વાગ્યા પહેલાં તમે જમી લો છો તો પેટની પાચન ક્રિયા માટે ખૂબ જ સારું છે જેથી કરીને બે કલાક ખોરાક જે અંદર રહે છે તો આપણી જઠરક્રિયા જે છે એને પચાવીને સારું એવું આપણને પૌષ્ટિક તત્ત્વ આપે છે તો આમ કરીને સૌથી પહેલાં તો પોતાની જીવનશૈલી બદલવી જોઈએ પ્લસ અત્યારના સમયમાં રસીકરણનું કેન્દ્ર બહુ વધી ગયું છે રસીકરણો જે રસીઓ હોય છે એ લેવી ખૂબ જરૂરી છે જેમ કે ધનુરની રસી છે પછી બાળક જન્મે છે ત્યારે જે ત્રણ રસી આપવામાં આવે છે તો એ ત્રણ રસી લેવી ખૂબ જરૂરી છે આ રસીના કારણે થઇ અને એમને ઘણી બધી બીમારીઓ જે હોય છે એનો સામનો ન કરવો પડે એને રસી દ્વારા એમને એ બીમારીઓથી એ બચી જાય તો આની ઉપર પર ધ્યાન આપવું જોઈએ બીજું કે અત્યારે જે ઑર્ગેનિક વસ્તુઓ હોય છે એનો સૌથી વધારે શું કહેવાય સંચાર કરવો જોઈએ અને એને જ જમવાની અંદર લેવું જોઈએ અને અત્યારે સૌથી વધારે સ્વચ્છતાની સ્વચ્છતાને ધ્યાનમાં રાખવું જોઈએ જેમ કે સૂકો કચરો ભીનો કચરો અલગ કરવો જોઈએ કચરાને હંમેશા કચરા પેટીમાં નાખવો જોઈએ હાથ હંમેશા ધોતા રહેવું જોઈએ જમતી જમતા પહેલાં હાથ ધોવું જોઈએ બે ટાઈમ બ્રશ કરવું જોઈએ નાહવાનું સ્વસ્થ રહેવું જોઈએ કપડાં ચોખ્ખાં પહેરવાં જોઈએ તો આમ સ્વાસ્થ જાળવવું હોય તો પોતાના જીવનની અંદર આ બધી શૈલી લાવવી ખૂબ જરૂરી છે